અમારા વિસ્તારમાં કુદરતી સાધનો ઘણા બધા છે જેનાથી વેપાર કરી શકાય જેમ કે પશુપાલન લોકો પશુને પાળીને પણ વેપાર કરતા હોય છે તેમને પાળીને દુધનો વેપાર કરતા હોય છે અને ખેતીનો પણ વેપાર કરતા હોય છે ખેતીમાં કોઈ પણ પાક વાવીને તે બજારમાં વેચે છે તેનાથી વેપારીનો તેનો ગુજારો થાય છે પછી લોકો ઝાડ વાવીને પણ વેપાર કરતા હોય છે સારા સારા ઝાડ વાવીને તે લાકડા વેચતા હોય છે કુદરતી સાધનો આપણને બહુ મહત્ત્વના છે